હા હું ડાકોર ગયો હતો તો મારી અપેક્ષા નહોતી કે આટલું બધું સરસ જોવાનું બી છે ત્યાં આગળ અને બીજું કે ડાકોરના ગોટા તો એટલા સરસ હતા ને કે એની તો વાત જ જવા દો